હેલો હું આણંદથી બોલું છું અને મારે પીએમ કેવીવાય અભ્યાસક્રમમાં નોંધણી કરાવવી છે હા તો હું એનાં માટે એલિજેબલ છું હા તો એ હું ડોક્યુમેન્ટની વાત કરું તો એમાં તમારે શું શું ડોક્યુમેન્ટ જોઇશે મારે નોંધણી કરવા માટે હા આધાર કાડ પાન કાડ ઈલેકટ્રીસિટી બિલ પછી બેન્ક સ્ટેટમેન્ટ હં ઓકે આટલું વસ્તુ જોઈએ છે હા સારું કંઈ નહીં હું તમને મોકલી આપીશ